બોલો રમેશ કાકા જય શ્રી ક્રષ્ન બોલો બોલો કાંઈ નહીં ઘરે બેઠો બોલોને ના કાકા ના હું હું ક્યા જાઉં ખબર તો છે આપણે રાજકારણમાં ઇન્ટરસ્ટ જ નથી આપણને ના ના બિલકુલ રસ નથી આપણને ના ના કાકા હા અરે ના ભાઈ રોહનને ના પાડો એને મેં બે વાર સમજાવ્યો એને કે આમાં ન પડ રાજકારણમાં અને ઓલો પટેલ તો સાવ એવો છે રેવા દ્યો એની હારે ન મોકલતા એને હા એનું તમને પહેલાં કીધું હતું કે એનું સર્કલ ફેરવો તમે પણ એના ભાઈબંધો હારે તમે જવા જ દ્યો છો નકરો એને હા રાજકારણની તમને તો ખબર જ છે એક વાર ઓલા આપણે ખબરને ગામના ઓલા રમેશ ભાઈ જોડે કેવું થયું હતું હા ખાલી ખોટા પૈસા લઈ લીધા જીત્યા એ નહીં અને ગામનું સાંભળવું પડ્યું એ અલગથી હા એ તો ગામનું સારું કરતા હતા પણ સામે પક્ષવાળાએ પૈસા ન ખવડાવી દીધા બધાંયને તો પછી હા અલ્યા રોહનને પહેલાં જ મેં કીધું તું કે એની હારે ના ફરતો તું હા પણ એ માનવો જોઈએ ને પેલે જો એને તમે જો કોલેજમાં હતો બરાબર ત્યાં ઓલો ચૂંટણીમાં ઊભો રેતો ને એ બધુંય કરતો આપણે તો ના જ પાડતા હતા કે એને કેટલી એને કે ભાઈ આ બધાયમાં ન પડાય તો પછી રાજકારણમાં તો બધાય એવા છે કાકા હા આ સરપંચની ચૂંટણી હોય ને તોય પૈસા ખવડાવે છે આતો મોટી ચૂંટણીમાં ઊભું રહેવાની વાતું કરે છે પાછો તો પછી કાંઈ વાંધો નહીં એને મોકલો ને પાછો હું એક વાર ઘરે ઘરે મોકલો એને ચાલો પાછો વાત કરું હા